હા મારું એક એવું મનગમતું પુસ્તક છે જે ડૉક્ટર નિમિત્ત ઓઝાજીનું લખેલું છે જે મનનો મનોલોસ એ પુસ્તક હું જ્યારે વાંચું છુંને ત્યારે મને એમાંથી કંઈક નવું શીખવા અને નવું જાણવા મળે છે એ પુસ્તક મને લાઈફમાં એટલી બધી હેલ્પ કરી છે એણે એટલા બધા નવા વિચારોની મારામાં પૂર્તિ કરી છે કે એને હું જેટલી વાર વાંચું એ મારા માટે કદાચ લાભદાઈ નિવડે છે ને એવી રીતે જ અનાયક આપણા ઐતિહાસિક પુસ્તકો જેવી રીતે રામાયણ મહાભારત એ બધાને લગતા પુસ્તકો જ્યારે વાંચ્યા અને એને જ લગતી ફિલ્મો બની તો એ ફિલ્મો જોવાની સ એટલી મજા આવે છે કે આપણે રામાયણ વાંચ્યું હોય અને એના ડાયલોગ સાથે જે ફિલ્મ બની જે પાત્ર આપણી સામે આવ્યા એ લોકોના જે અભિનય આપણને જોવા મળ્યા એ અભિનય પર પણ આપણને અનેકગણો આમ આત્મસંતોષ થાય અને જાણે આપણે એવું ફિલ કરી શકીએ કે સાક્ષાત રામ આપણી સામે ઊભા છે કે આ મહાભારતનું યુદ્ધ અત્યારે થઈ રહેલું છે અને આ યુદ્ધોએ શું તારાજી કરી કે હવે પછી કેમ યુદ્ધો નહિ કરવાના એના વિષેના જે મેસેજ છે એ ઘણું બધું આપણે એ સિરિયલો દ્વારા કે એ વિચારો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આજે વર્ષો પહેલાં જ્યારે મહાભારત થયું ત્યારે કેટલા લોકોના જાનની ખુમારી થઈ તો અત્યારે પણ એ જ થાય છેને કે જ્યારે યુદ્ધ થાય છે બે દેશો વચ્ચે ત્યારે બી જે નિર્દોષ માણસો છે તે લોકો અને ખોટી રીતે એમાં હોમાઈ જાય છે એટલે એ ઘણું બધું આપણને આ પુસ્તકો અને આ સિરિયલો અને આપ્યા આપણા ઐતિહાસિક ગ્રંથો આપણને વાંચવાથી જોવાથી ખૂબ જ બધી જાણકારી પ્રાપ્ત થાય છે અને આપણે જે આપણી એક નાની દુનિયા છે એમાંથી ઉપર જઈને એક વિશાળ દુનિયા વિષે એના સંબંધો વિષે એમાં થતી તકલીફો વિષે ઘણું બધું જાણી સમજી અને શકીએ છે એટલે મારા અભિપ્રાય પ્રમાણે હું એવું કહીશ કે દરેક વ્યક્તિના જીવનમાં એક મનગમતું એક પુસ્તક તો હોવું જ જોઈએ કે જે હિદ પોતાના હાથમાં લે ને પોતાની દરેક ચિંતા અને તકલીફો ભૂલીને એ પુસ્તક વાંચી લે અને મારા જીવનમાં મને આવું એક પુસ્તક ડૉક્ટર નિમિત્ત ઓઝા દ્વારા મળ્યું કે જે મારું ખૂબ મનગમતું છે મનના મનોલોગ્સ જેમાં દરેક નાના એપિસોડ પર એમણે એટલી સુંદર ચર્ચા અને વિગત બતાવી છે કે એ દરેક માહિતી મને નાના મારા રોજિંદા જીવનમાં પણ એટલી ઉપયોગી થઈ રહી છે એટલે હું આ પુસ્તકોને અને આપણી આ ઐતિહાસિક ગ્રંથોને ખૂબ જ આભારી છું